ગુજરાતીમાં એક સરસ કહેવત છે કે હસતા રહો અને હસાવતા રહો એ જીવતા રહો હસવાનું આવે ત્યારે આપણને હંમેશાં પુસ્તકો યાદ આવતા હોય તો એ પુસ્તકો કયા તો એક તો છે દલપત રામનો મિથ્યાભીમાન બીજું છે આપણું રમણભાઈ નીલકંઠનું હાસ્ય મંદિર અથવા તો ભદ્રંભદ્ર અને ધનસુખ લાલ મહેતાનું અમે બધા તો આ બધાંય જે પુસ્તકો છે એ હાસ્ય વિશેના પુસ્તકો છે તો એ પુસ્તકોમાં સૌથી વધારે મને ગમતું હોય તો એ છે મિથ્યાભીમાન હવે મિથ્યાભીમાનમાં પેલું જીવરામ ભટ્ટનું પાત્ર એની સાથે સાથે મિયાં ફૂસકીનું પાત્ર પણ આપણે ગુજરાતીમાં બહુ જાણીતું છે એ આપણે કદાચ જાણતા જ હોઈએ પણ મિથ્યાભિમાન ગમવાનું કારણ એક એ પણ છે કે જીવરામ ભટ્ટનું પાત્ર જે છે એ એટલું બધું પ્રખ્યાત થયું છે આપણા ગુજરાતીમાં કે એની તો વાત જ જવા દઈએ કદાચ તો દરેક બાળકના મોઢે દરેક વિદ્યાર્થીના મોઢે જીવરામ ભટ્ટનું નામ નો આવતું હોય એવું ના બની શકે કદાચ તો કૃતિ એટલી ઉતકૃષ્ટ ના થઈ હોય એના કરતાં આ પાત્ર કદાચ બધાના મોઢે અત્યારે ચડ્યું છે તો જીવરામ ભટ્ટ તો કેવા હતા મિથ્યાભિમાની એ ક્યારેય એ સ્વીકાર ના કરે ક્યારેય પોતાને નીચો ના પાડે તો એવું આ જીવરામ ભટ્ટનું પાત્ર જે એક નાટક છે અને નાટકમાં એનો અનુભવ શું છે એટલે એ ક્યારેય એ સ્વીકાર નથી કરતો કે એને રાતના દેખાતું નથી એની સાસુ જે હોય છે એ સાસુને એ પાડી સમજીને એને લાત મારી દે છે અને પછી રાતના કોઈક આ આખલાનું હોય તો એની પૂંછડી પકડીને એ જાય છે એટલે ત્યારે એ પ પુસ્તકમાંથી આપણે પસાર થઈએ છીએ ત્યારે તમે એટલા બધા હાસ્યો એટલું બધું તમને હસું આવે છે જીવરામ ભટ્ટ ઉપર કે એની વાત જ એક અનોખી છે જીવરામ ભટ્ટ કે મિથ્યાભિમાની અહમ્ એને એટલો બધો અહમ્ હોય છે કે એ પોતાના સાસરીમાં જાય છે અને સાસરીમાં એને એ સાસુને કે છે કે મને તો રાતના જ બહુ સારી રીતના દેખાય છે પણ સાસુ કહે છે કે ના એવું નથી તને અરત અંધળાપળુંનો એક તને રોગ છે તને રાતના દેખાતું નથી પરંતુ એવું કશું જ હોતું નથી રાત પડે છે અને રાત પડે છે એટલે એ ઘરે જવા માંગે છે અને ઘરે જવા માંગે છે એટલે જીવરામ ભટ્ટને ખબર છે કે એને રાતના દેખાતું નથી ધીરે ધીરે એવું થાય છે કે એને એવું લાગે છે કે સાસુ એનો પગ પકડી રહી છે એટલે એને લાત મારી દે છે મતલબમાં એને એવું લાગે છે કે મેં થાંભલો પકડ્યો છે પણ એ કોઈક પાડાનું પૂંછળું હોય છે અને એમ એટલી બધી ઘટનાઓ એની અંદર બનતી હોય છે કે તમે હાસ્યના ફુવારામાં લગભગ તો તમે નીકળી જાઓ છો એટલે મને એવું લાગે છે કે દલપત રામની જે મિથ્યાભિમાન છે એ મિથ્યાભિમાન માં જીવરામ ભટ્ટનું જે પાત્ર છે એ હસાવા માટે છે એ જ રીતના ભદ્રંભદ્ર તો ભદ્રંભદ્રમાં જે મુંબઈ નગરીનું જે વર્ણન છે એ વર્ણન અદ્ભૂત છે કે એ પેલો જે બ્રાહ્મણ છે એ બ્રાહ્મણ એવું કહે છે કે મોહ મય નગરી એટલે મોહ મય નગરી એટલે કે મોહ માયાવાળી નગરી તો મોહ માયા એ વાળી નગરીમાં એ જ્યારે જાય છે ત્યારે જે એ વર્ણનો કરે છે એ વર્ણનોમાં એટલું બધું હાસ્ય આવે છે એટલું બધું હસવાનું આવે છે કે એ જ્યારે તમે પુસ્તક વાંચશો ત્યારે જ તમને એની ખરી જાણ પડશે અને ત્યારે જ તમે એનો સરસ રીતના રસ માણી શકશો તો એવી જ રીતના આપણા અમે બધા ધનસુખલાલ મહેતાની જે અમે બધા જે નવલકથા છે એ નવલકથામાં પણ એટલા જ ઉતકૃષ્ટ પાત્રો છે એટલા જ રસભર્યા વર્ણનો છે અને એટલું જ હાસ્ય એમાં રહેલું છે જે તમને લગભગ તો હાસ્યોનો દરિયો કહો તો દરિયો તમને પૂરો પાડે એટલું બધુ એમાં હાસ્ય સમાએલું છે તો હું એવું માનું છું કે એવા જ પુસ્તકો આપણા ગુજરાતીમાં હાસ્ય વિશેના પુસ્તકો લખાએલા છે એ લખાએલા પુસ્તકો તમે અધિક રીતે વાંચશો એવી હું આશા રાખું છું